મારા પ્રિય લેખક પ્રિયકાન્ત પરીખ છે એ એના પુસ્તક અર્થ હોની અનહોની ખોજ એ બધા મેં વાંચેલા છે અને એના લખાણ દરેક પ્રકારના હોય છે રોમાંટિક પણ હોય છે અર્થસભર પણ હોય છે ડિટેક્ટિવ ટાઈપના પણ હોય છે એટલે મને એ ગમે છે અને એક વ્યક્તિ તરીકે એ ખૂબ જ સરળ છે એકાદવાર મારી એની સાથે મુલાકાત પણ થએલી છે એટલે મને એના સ્વભાવગત પણ ખૂબ ગમે છે